આ અમારા વિસ્તારમાં હોસ્પિટલની એક્સરેની સિટી સ્કેનની સુવિધા છે પરંતુ ત્યાં એક જ હોસ્પિટલ છે જ્યાં ઘણાં બધા લોકોની લાઈનો લાગેલી હોય છે અને અમુક વખત તો ઇમરજન્સી એટલી વધારે હોય કે તે સંભાળવાની કોઈ તાકાત નથી પરંતુ ત્યાં તો આ વિસ્તારોમાં ઘણી બધી એવી હોસ્પિટલો છે જ્યાં વધારે પૈસાઓ લઈને દવા કરતા હોય છે પરંતુ આ સિટી હોસ્પિટલમાં લાઇનમાં ઊભું રહેવા પડે છે એટલે વધુમાં વધુ અહીં એકથી વધારે હોય તો ચાલે એમ કહીએ કારણ કે ઘણા વિસ્તારનાં લોકો આ હોસ્પિટલમાં આવતા હોય છે અને કોઈને તો ઘણી બધી ઇમરજન્સી હોય છે અને તેને તપાસ તાત્કાલિક મળી જાય એવી સુવિધા હોવી જોઈએ અને બીજી હોસ્પિટલ હોય તો હું દવા એમ જલ્દી મળી રહે અને તેનું સારવાર જલ્દી થઈ રહે અને તેના માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવવા માગું છું અને જોઈએ તો સિટી સ્કેન બ્લડ પ્રેસર તપાસ માટે હું વિધિ લોહી તપાસ કરવા માટેની ઘણી બધી એવી ટેકનિકલ સુવિધાઓ હોવી જોઈએ જેથી લોકોને તકલીફ ના પડે આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખતાં સરકારને કહેવા માગું છું કે અમારા વિસ્તારમાં એકથી વધુ હોસ્પિટલો હોવી જરૂરી છે કારણકે ઘણાં લોકો અહીં હોસ્પિટલમાં આવતા હોય છે અને લાઈનોમાં ઊભા રહેતા તેનું ઇમરજન્સી ખતરામાં આવી જાય છે એટલા માટે બીજું કહે તો સરકારે અહીં અમુક એક હોસ્પિટલ હોવી જરૂરી છે